તમારા બગીચામાં જૈવ વિવિધતાની શું ભૂમિકા જૈવ વિવિધતાને આપણે કેવી રીતે પ્રોત્સાહિત કરવી જોઈએ હવે પૃથ્વી પર જીવનની જ્યારે શરૂઆત થઈને ત્યારે છ મોટા સામૂહિક એ જે મોટી ઘટનાઓ બની જેના કારણે જૈવ વિધ વિવિધતામાં અચાનક ઘટાડો થયો કે કાળક્રમે એની ઝડપી વૃદ્ધિ પણ થઈ શકે છે અને ઝડપી ઘટી પણ શકે છે તો આપણે માનવીય પ્રવૃતિઓ સતત જૈવ વિવિધતાના નુકસાન અને અનુવાંશિક વિવિધતા ના નુકસાન તરફ લઈ જાય છે તો આપણે એને પ્રોત્સાહન કરવા માટે શું કરવું જોઈએ તો આપણે વધા વધુમાં વધું ફેરફારો કરવા જોઈએ એના સંરક્ષણ માટે કાર્ય કરવું જોઈએ એના સંરક્ષિત વિ વિસ્તારો બનાવવા જોઈએ સમાજને એની ભૂમિકાની મહત્ત્વતા સમજાવવી જોઈએ કાનૂનની સ્થિતિ પણ એવી બનાવો જેથી કરીને લોકોને મળે એનો જૈવ વિવિધતા માટેનું માર્ગદર્શન મળે અને જે રીતે લોકો પ્રકૃતિને નુકસાન પમાડે છે તેના માટે કડક પગલા લઈ શકે તો દરેક રીતે તમે જૈવ વિવિધતા એટલે કે ઇકો સિસ્ટમ સેવાઓ માનવ સુખાકારી વગેરેની યોજનાઓ જો બને તો લોકો પ્રકૃતિવાદીઓ અને પર્યાવરણ શાસ્ત્રીઓ અને વૈજ્ઞાનિકો સૌ આ મુદ્દા ઉપર કાર્ય કરે અને એના કારણે એની સં સંરક્ષા થાય નવી પ્રજાતિઓ નું સંશોધન થઈ શકે અને ઇકો સિસ્ટમ અને ઉત્ક્રાંતિ પ્રક્રિયા એ માનવ સંસ્કૃતિ અને સમાજને ટકાવી રાખવા માટે ખૂબ જ મહત્ત્વની છે આ કુદરતી સંશોધનો સંચાલનની હિમાયત કરે છે આપણા બગીચામાં તમે સામાન્ય વિચાર કરો તો એક નાનામાં નાનું જંતુ પણ તમારા ખાદ્ય પદાર્થને ઉગાડવા માટે કેટલું મદદરૂપ થાય છે તે સમજો જેવી અળસીયાનું ખાતર બની શકે છે આવી જૈવિક પદ્ધતિઓ તમે ઉપ ઉપયોગ કરો અને તેના દ્વારા તમે જો ખેતીમાં અને હોમ ગાર્ડન કે તમે ઘરે ઘર પર નાના નાના બગીચા કે ઇવન કુંડામાં પણ શાકભાજી ઉગાડો જૈવિક પદ્ધતિનો ઉપયોગ કરો ઓર્ગેનિક ખેતી અને ખાદ્ય પદાર્થો નું મહત્ત્વ જો ઘરે ઘરે લોકો સમજી શકશે તો આપણે આ રાસાયણિક ખાતરો અને એના સકંજામાંથી બહાર નીકળી શકીશું અને છેવટે સા સામાજિક હેલ્થ અને વગેરે બાબતો પર કાર્ય કરી શકીશું